ભદ્રંભદ્ર રમણ લાલ નીલકંઠ રચિત ગુજરાતી સાહિત્યનું એક બેજોડ રમૂજી પાત્ર છે જે શાસ્ત્રો અને ધર્મ કે ધર્માંધતા વિષે મિથ્યાભિમાન ધરાવે છે તેમજ દંભ અને દેખાળાના ટીલા ટપકા અને ધાર્મિક પ્રક્રિયાઓ સતત કર્યા કરે છે સગવડિયો ધર્મ અને સગવડિયા શાસ્ત્રો પાળે છે તે પોતાના શિષ્ય સાથેના વાર્તાલાપમાં ગણપતિની પૂજામાં લાડુ ધરાવાનું ગોઠવે છે લાડુ ધરાવવા આખી રાત મૂક્યા હોવાથી તેને ખાવા માટે ઉંદરડા થઈ જાય છે ભદ્રંભદ્ર ઉંદરડા ભગાડવા માટે બિલાડો પાળે છે અને ગણપતિની માફી માગતાં કહે છે કે તમે કાલથી મારી પૂજામાં ચાલીને આવજો તે આખો કિસ્સો ખૂબ જ રમૂજી છે જે શાસ્ત્રો પરનો ગર્વ યથાવત રાખીને દંભ છોડવાનો સંદેશ આપે છે